હા બિલકુલ મજામાં છે છે બિલકુલ મળી જશે ને સાહેબ પ્લાન તો બહુ બહુ બહુ જ બધાં છે ના આપણે શું છે જેમાં મેક્સિમમ વેલ્યૂ ઓફ મની ને બેનિફિટ જે મળતાં હોય એવાં અત્યારે હાલ ઓન હેન્ડ કહેવાયને કે મારી પાસે ચાર પાંચ પ્લાન એવાં છે હવે તમારે એમાં મેડિકલ બેઝ જવું છે ટુલીપ જવું છે કે સેવિંગ બેઝ જવું છે કે કેવી રીતે જવું છે અચ્છા એવું એટલે ઘણી વખતે શું છે કસ્ટમરનું એવી રિકવાયરમેન્ટ હોય છે કે ભઈ ઈન્શ્યુરન્સ પણ હોય અને મેડીકેર મેડિકલ પણ હોય ઘણી વખત એમ કે ભઈ એકલો ઈન્શ્યુરન્સ હોય કે ઘણી વખત એવું હોય કે એકલું મેડિક્લેમ હોય એમ બંને બંને

ઓકે હા તો એમાં ચાર પાંચ પ્લાન છે હં જીવન આનંદને એવા ચાર પાંચ પ્લાન છે

તમને એમાં હું સજેસ્ટ કરું કે આ જીવન આનંદ પ્લાન છે તમારા માટે લગભગ સુટેબલ રહેશે આપના પરિવારમાં બધાંને ઇંકલુંડ કરવાના છે એમાં કે ઈડિવિડયૂઅલ લેવાનાં છે અચ્છા હવે એમાં મેડી મેડીકલ આપણે કેટલાં લાખનું જોઈએ છે સાહેબ પાંચ લાખનું બરોબર છે પણ એના બદલે તમે દસ કે બાર લાખનું લોને તો તમારે પ્રીમિયમમાં બહુ ફરક નથી પડતો એની સામે તમને બેનિફિટ વધારે મળે છે કારણકે હવે આજના સમયમાં તો કેવું છે બીમારીનું કોઈ નક્કી નથી હા ના દસ વાળો બરાબર છે હું વિચારું કે પંદર લાખ વાળો ફ્લોટર વાળો આવે છે ને એ તમે લો તો વધારે સારું એમાં બધુ આખું ફેમિલી કવર થઈ જાય પ્રીમિયમમાં બહુ ફરક નહીં પડેને એમાં પણ તમારે ફેમિલીમાંથી ધારોકે તમે ઘરના મેમ્બર હસબન્ડ વાઈફ છો તમારા તમારા ચાઇલ્ડ હોય ફાધર કે મધર હોયને તો એ પણ ઇંકલુંડ થઈ જાય ફ્લોટરમાં એટલો ફાયદો થાય યસ યસ યસ યસ એટલે આ વસ્તુ સારી છે હા જનરલી તમે એકલું અજેડ માણસનું લેવા જશોને તો એમાં પ્રમિયમ બહુ વધારે આવતું હોય છે પણ આ ફ્લોટરમાં ફાયદો થાય છે ફ્લોટર લેવામાં આમ તો સારું છે અન અને અલગ અલગ બેચ હા એડ્રેસ તો ખબર છે બે ચાર અલગ અલગ કંપની છે એની એ નઇ બે ચાર અલગ અલગ કંપનીમાં છે ને એની ડીટેલ બધી હું તમને શેર કરું છું એટલે તમે જોઈ લો પછી તમે જેમાં કહેશો પછી એમાં આપણે આગળ વધશું ચોક્કસ ચોક્કસ આપના ઘરે પહોંચી જઉ હં સાંજે

ઓકે સર ગુડ ડે